હાલ ભારત દેશ જોઈએ તો બહુ બધા પ્રકારોનો સામનો કરે છે જેમકે ગરીબી છે તો ગરીબી રેખાની નીચે આવેલા લોકોની સંખ્યા ભારતમાં બહુ વધારે છે ભારત સરકારે બિલો પોવર્ટી લાઈન અને અબોવ પોવર્ટી લાઈન એવી રીતે બે વિભાજનોમાં ભારતની સંખ્યાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે તો ભારતનો સૌથી મોટો પડકાર જોવા જઈએ તો ગરીબી છે ગરીબી હોવાના અનેક કારણો છે જેમકે ભૂખમરો ગરીબ લોકોને ભૂખમરો હોઈ શકે ભૂખમરોવાળા લોકો ગરીબ હોય છે એ અનેક બીજા પડકારોનો વાત કરીએ તો કરપ્શન કરપ્શન એ આજના દિવસમાં ભારત માટે સૌથી મહત્ત્વનો પડકાર છે જ્યાં જોઈએ ત્યાં કરપ્શન છે આપણે લાંચ લીધા વગર ગુજરાતની કોઈ પણ ગવર્નમેંટ જગ્યા જેમકે આપણે કંઈ પણ જરૂર હોય જેમકે આવકનો દાખલો કઢાવવો છે તો લાંચ આપવી પડે પાસપોર્ટનું વેરીફીકેશન પોલીસવાળા પાસે કરાવવું છે તો લાંચ આપવી પડે આવી રીતે અનેક જગ્યાએ લાંચ લેવાય છે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો લોકો લાંચ આપે છે એજ્યુકેશનમાં સેક્ટરમાં પણ લોકો લાંચ આપીને એમબીબીએસની સીટો મેળવે છે ડૉક્ટર બનવું છે તો લાંચ આપી એમબીબીએસની સીટ મેળવો અને ડૉક્ટર બનો ઍન્જિનયર બનવું છે સારી કોલેજમાં જવું છે લાંચ આપી તો તમે ઍન્જિનયર બનો એના માટે અલગ અલગ યુનિવર્સિટિઓ મેનેજમેન્ટ કોટા રાખે છે એ કોટાની ફીસ જે હોય છે તે રેગ્યુલર ફી કરતાં બમણી કે ત્રણ ગણી હોય છે આથી આ એક ટાઇપનું કરપ્શન કે લાંચ કહો કે છે એ ભારતના આપણા શિક્ષણ ક્ષેત્રને બહુ નુકસાન પોંહચાડે છે હજી વાત કરીએ બીજા મહત્ત્વના પડકારની તો એ છે રોજગાર રોજ ભારતના અનેક યુવાનો અત્યારે બેરોજગાર છે બેરોજગાર હોવાના અનેક અનેક વિ કારણો હોય છે જેમકે ભારતનો આજનો યુવક એ શિક્ષણ તો પૂરું કરે છે પણ એને એ શિક્ષણની રીતની નોકરી મળે એ જરૂરી નથી આજના આપણા એમબીબીએસ ડૉક્ટર ભાઈઓ જે પાંચ વર્ષની કડી મહેનત પછી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરે છે એમને પણ નોકરી મળવામાં ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો એમણે એમબીબીએસ હોય પ્રાઇવેટ કોલેજોમાંથી કે યુનિવર્સિટિમાંથી કર્યું હોય છે તો તેમને ગવર્નમેંટ હોસ્પિટલોમાં કે એમ નોકરી મળવી મુશ્કેલી છે એમ જ વાત કરીએ તો આપણા ઍન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રના વિધાર્થીઓ જે દર વર્ષે બહુ બધા બહુ બધા બાર પડે છે પણ એમાંથી માત્ર વીસથી પચ્ચીસ ટકા લોકોને જ રોજગાર પ્રાપ્ત થાય છે આ એક ટાઇપનો બેરોજગારનો પ્રકાર છે મા બેરોજગાર બીજી એક રીતે પણ થાય છે જ્યાં ચાર માણસની જગ્યા જરૂર હોય ત્યાં કંપનીઓ બે માણસને રાખે છે અને એ ચાર માણસનું કામ બે માણસ પાસે કરાવામાં આવે છે બીજા બે માણસને રિઝાઇન આપવાનું કહે છે જેના લીધે એ માણસ બે માણસ બેરોજગાર થાય છે એને આપણે ફિક્સનલ બેરોજગાર એમ અનએમ્પ્લોયમેન્ટ તરીકે પણ ઓળખાવી શકીએ થેન્ક યુ